હુ શું કહું છું વિશાલ કે પેલા મજૂરો આવી ગયા છે કે નથી આવ્યા હજુ સુધી બરાબર છે અને પેલા સોમા કાકાને પૂછી લેજે તું કે આ મજૂરોને ભાવ શું શું આપવાનો છે કે તો એમને પૈસા રાતે પૈસા આપવાની ખબર પડે ને બરાબર છે બરાબર છે અને બીજું હું શું કહેતો તો પેલી હજાર ઈંટો આવી ગઈ છે બરાબર છે અને રેતી ને કપચી તો આવી ગઈ છે ને કે એ નથી આવ્યું હજી સુધી

આવી ગઈ બરાબર છે એ તું તારા મેળે જોઇને ઊભો રહીને બધું કંપલેટ મિલાવી દેજે કોઈને રસ્તામાં નડે નહીં એવી રીતે અને ઈંટોવાળો ના આવે ને તો મને ફોલોઅપ કરતો રહેજે મને પૂછતો રહેજે કે ઈંટો હજુ સુધી આવી નથી શું કરવાનું છે હોં તો મને ખબર પડે આગળની કાર્યવાહી મારે શું કરવી તો મને ખબર પડે બરાબર આમ તો તું છું એટલે મારે બહુ ટેન્સન લેવાની જરૂર નથી બધું તારા ભરોસે જ મેલી ને આવ્યો છું અને બીજું હું તને શું કહેતો તો કે પેલા મજૂરો કેટલા આવ્યા છે ટોટલ નાના દસ તો બહુ થઈ ગયા તારા પ્રમાણે શું કહે છે

બરાબર છે બરાબર છે હં હં બરાબર બરાબર છે સો ટકા હા તું તારી રીતે બધું જોતો રહેજે ચેક કરતો રહેજે અને દીવાલમાં બધે પાણી નાખતો રહેજે બરાબર છે બરાબર છે બરાબર બરાબર છે અને પેલાં તગારાંને પાવડાને એ બધું છે કે લાવવાનું છે બધી મને લખાવી દે તો મને ખબર પડે શું શું લાવવાનું છે કહી દે ને મને ખાલી બરાબર છે એ પેલા રતીનકાકા એવું કહેતા તા કે બધું પતી ગયું છે એટલે કહેતો તો તને નવી સાઈડ પર પછી આપણે જોઇશે ને બીજું તો બધું લખી દઉં બે પાવડા બે તગારાં અને બે મોજા બે મોજા જો સાંભળી લે એક વખત પછી લોચો ના પડે બે તગારાં બે પાવડા બરાબર છે તો કામ કરજે અને પછી તું ફ્રી થાઉં ને એ સાઈડ પતે ને તો પછી ઓફિસે આવી જજે બરાબર તો આપણો જે હિસાબ બાકી છે એ બધું પતાવી દઈએ હોં ચાલ હા પચાસ હજાર કે લાખ હા તો એ તું તારી રીતે જોઇ લે તું જે માગે તે આપી દઇશ તને હોં હા હા અને સાઈડ પર જોતો રહેજે હોં બધું